હા નમસ્તે બેન હા હું એ વીમા કંપનીમાંથી બોલું છું હા તમે શેના માટે ફોન કર્યો છે હા હું તો અમારા ત્યાં જે વીમા હોય છે એના વિષેની જાણકારી આપું છુ બરાબર તો અમારા ત્યાં બે બે પ્રકારના વીમા હોય છે એક હયાતીનો વીમો હોય છે અને એક બીન હયાતીનો વીમો હોય છે બરાબર તો હયાતીના વીમામાં એવું હોય છે કે તમે પંદર વર્ષ સુધીનો જે વીમો લો હયાતીનો હા એમાં તમે જે પૈસા રોકાણ કરો છો હા તો એ રહ્યા પૈસા તમને પંદર વર્ષ પછી તમને વ્યાજ સહિત તમને મળતા હોય છે જે તમે મૂડી રોકી હોય એ મૂડી અને મૂડીનું જે વ્યાજ થતું હોય એ સહિત તમને મળતા હોય છે હયાતીના વીમામાં અને જો તમારે વચ્ચે પણ દસ વરસ થઈ ગયાં હોય કે આઠ વરસ થઇ ગયાં હોય અને તમારે વચ્ચે જરૂર પડી હોય અને તમે લેવા માગતા હોય તમારો વીમો તો પછી તમને એ વ્યાજ જ થોડું ઓછું મળે એમાં વ્યાજ તમને થોડું કાપીને મળે છે એમ કે અને હવે તમને મૂડી અને જે વ્યાજ થતું હોય એ પણ મલી શકે છે અને જે બિનહયાતીનો હા આ વ્યાજનો દર અમારી કંપની જે નક્કી કરે એ જ હોય છે બરાબર અને જે બિન હયાતીનો વીમો છે એમાં એવું હોય છે કે પંદર વર્ષ સુધીનો જે એ વીમો હોય છે જો તમે પંદર વર્ષ સુધીમાં હયાત હો તો તમને એ વીમો મળી શકતો નથી પણ જો પંદર વર્ષ પછી જો તમે મૃત્યુ પામો તો પછી તમને એ એ મૂડી અને મૂડી સહિતનું વ્યાજ તમારા પરિવારજનોને મળતું હોય છે તો તમારા પરિવારજનોને આનો લાભ થઈ શકે છે હા તમે તમારો વીમો લો તો તમારે તમારા કોઈપણ પરિવારજનોને તમારે એક એક જણનું નામ આપવું પડે એટલે કે તમે કાલે તમે હયાત ના હો તો અમારે એ એ વ્યક્તિને મૂડી અને મૂડીનું વ્યાજ આપી શકું એટલા માટે તમાર પરિવારજનોમાંથી ગમે તે એક જણનું નામ તમારે અમને આપવાનું હોય છે મનનું ના એમાં તમને આર્થિક રીતે કોઈ નુકસાનન થવાનું છે જ નથી આમાં તમે જોવા જાઓ તો તમને લાભ જ છે કારણ કે તમે જે મૂડી રોકશો એના પર તમને સારા એવા દરે વ્યાજ મળશે હું અમારું તમે કાલે અમારી કંપનીમાં આવીને મુલાકાત લઇ શકો છો અને અમારી કમ્પની એવું હોય તો તમે અહીંયા આવો તો હું તમને બીજા બધાની મુલાકાત પણ કરાવીશ કારણકે અમારી કંપની છેલ્લા પંદર વરસથી આ વીમા કંપની ચાલી રહી છે અને બધાને આનો લાભ સારો એવો મળે છે હા તો એવું હોય તો તમે અમને કાલે આવીને અહીંયા મશી જજો તો બીજું બધું તમારે કોઈ વધારે એના વિષે જાણવું હોય તો તમે રૂબરૂ મને આવીને મળો તો એના વિષે બીજું બધું પણ વધારે થોડી જાણકારી આપી શકું પેલા તમે મને કાલે આવીને મળો જો તમે વીમો લેવા માટે ઇચ્છતા હોય તો અમે અહીંયાથી તમને કહીશું કે તમારે આ બધા ડોક્યુમેન્ટ ને બધું લાવવાનું હોય છે તો પછી તમે આવીને અમારા ત્યાંથી વીમો લઇ શકો કાલે તમે સવારે દસથી તે બારના બારના સમયગાળા સુધીમાં આવી શકો છો હા આભાર